મજામાં તમે કેમ છો બોલો બિલકુલ સર કરી શકીએ આમ તો અમારી સંસ્થા વધારે પડતું એજ્યુકેશન પર ફોકસ કરીને ચાલે છે જેમ કે આપણે ગ્રામીણ જગ્યાએ ચલાવીએ છીએ જ્યાં એજ્યુકેશનનો ઘણો ખરો અભાવ જોવા મળે છે સ્કૂલોની સંખ્યા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે બહુ ઓછું જોવા મળે છે તો આપણે આપણી સંસ્થા દ્વારા મદદ કરીએ છીએ ખાસ કરીને છોકરીઓને કેમ કે છોકરાઓને એજ્યુકેશન તો બી ચાલી જાય છે છોકરીઓનું એજ્યુકેશન ઓછું હોવાથી આપણે વધારે એમને મદદ કરીએ છીએ સાથે સાથે આપણે સાથે સાથે આપણે ગવર્મેન્ટની જે પણ સ્કીમ હોય છે એ બધી આપણે દીકરીઓ સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ જેમ કે વ્હાલી દીકરી છે બેટી પઢાઓ છે તેવી જ રીતે આપણે શિક્ષણ માટે પણ એટલી જ અવેરનેસ ફેલાવીએ છીએ જોવા જઇએ તો આપણો લીટરસી રેટ હવે સેવન્ટી ફાઈવ સુધી પહોંચી ચૂક્યો છે તો આંકડા પ્રમાણે તો આપણે જોઇએ છીએ કે સોમાંથી લગભગ પંચોતેર છોકરીઓ તો ભણે જ છે પણ ગ્રાઉંડ રીયાલિટી પર જોવા જઈએ તો એ એટલું સાચું સાબિત થતું નથી અને એની પાછળ ઘણા બધાં રીઝન છે આમ તો જોવા જઇએ તો છ થી કરીને ચૌદ વર્ષનાં દરેક બાળકને શિક્ષણનો અધિકાર એ આપવામાં આવ્યો છે મૂળભૂત અધિકારની તહત એક અધિકાર એકવીસ એ જેને આપણે ફંડામેંટલ રાઇટમાં કોન્સ્ટિટ્યૂશન અમેન્ડમેન્ટ કર્યું હતુ અને આપણે કોશિશ તો કરી રહ્યા છીએ કે બધાંને એજ્યુકેશન મળી રહે પણ જોવા જઇએ તો એટલું ઈફેક્ટિવ રીતે આપણે કહી નથી શકતા કે હા હા બધાને મળી જ રહ્યું છે લક્ષ્ય તો આપણું એ જ છે કે આપણે બધાને વધારે પડતું એજ્યુકેશન પ્રોવાઈડ કરાવીએ અને એ માટે આપણે અવેરનેસ પ્રોગ્રામ ચલાવીએ છીએ જેમ કે અમારી સંસ્થા અને તેના લોકો જે છે એ ગ્રામીણ વિસ્તારમાં સર્વે કરવા માટે અને અવેરનેસ ફેલાવવા માટે અવારનવાર જતાં હોય છે અમે પ્રોગ્રામ્સ કરીએ છીએ જેનાથી મહિલાઓને તાલીમ પણ મળી રહે અને એમને જણાવીએ કે એજ્યુકેશનનું મહત્ત્વ શું છે જેનાથી એમના બાળકોને અને ખાસ કરીને દીકરીઓને ભણવા મોકલે ફીલ્ડ પર પણ મોકલીએ છીએ હા જરૂર જરૂર થેકયું